હેલો પાનકાડ વિભાગમાંથી બોલો છો હા સર હું પ્રતિભાબેન ધોળકિયા વાત કરું છું મારું પાનકાર્ડ જે હતું જેનો નંબર એ બી સી ડી ઇ એ એક બે ત્રણ ચાર એફ છે જે હમણાં ક્યાંક ભૂલથી મુકાઈ ગયું છે પણ મારે હમણાં નવી જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જવાનું છે ત્યાં પાનકાડની જરૂર પડશે તેથી હું તમને વિનંતી કરું છું કે મને નવું કાર્ડ કાઢી આપશો હવે આ પ્રક્રિયા માટે મારે તમને કઈ કઈ વિગત અને કયા ડોક્યુમેન્ટ આપવાના રહેશે તે વિગતવાર જણાવશો મારી બડ્ડેટ ચાર પાંચ ઓગણીસો પાંસઠ છે આ સિવાય પણ જો કોઈ વિગતની જરૂર હોય તો જણાવજો મારું સરનામું વિદ્યાવિહાર સોસાયટી નડિયાદ છે થેન્ક્યુ